હા મને મારા પરિવારના સભ્યોના લંચ બોક્સ તૈયાર કરવાની તક મળે છે હું સામાન્ય રીતે રોટલી શાક અને સાઉથ ઈન્ડિયનમાં જેમકે ઈડલી ઢોસા મસાલા ઢોસા ફ્રેંચ ફ્રાઈઝ હક્કા નુડલ્સ પિત્ઝા મન્ચુરીયમ સ્વીટ્સમાં કહું તો પેંડા કાજુ કતરી બરફી અને ખીર જે હું પસંદ કરું છું શું તમે કોઈ સડપી વાનગી હા ઝડપી વાનગી અ બનાવી શકું છું જેમકે બ્રેડ બ્રેડ બટર અને ત્યારબાદ વાત કરું તો પુલાવ અને પુલાવ અને ત્યારબાદ છે પુલાવ ત્યારબાદ આવે છે પાસ્તા મેગી અને ત્યારબાદ છે